હાલો મંજુબેન અમારે અહીંયા ઘર આસપાસમાં હા હા હા અમારે અહીંયા નવરાત્રિનું આયોજન કરેલુ છે બેના હમ તો તમારે શું આયોજન છે આ જ વખતે

સારું હોય છે ને હા હા ઓકે અં હં અહં અંહંહં ઓકે બરાબર અંહંહં તો આ જ વખતે અનુકૂળતા હોય તો અહીંયા અમારી ઘર આસપાસમાં ગ્રીન સિટી છે ત્યાં પણ સારો એવું આયોજન કરેલું છે અનુકૂળતા હોય તો પધારજો હા ભલે રોયલમાં તો તમે જતા જ હશો આ દર વખતે આ જ વખતે કંઈક નવું એમ પાસની ને કાંઈ વ્યવસ્થાની જરૂર હોય તો કહેજો મળી જશે હમ બરાબર છે હા બસ હા હા ચોક્કસ ચોક્કસ ના નહીં મોડું ન થાય બાર વાગ્યે તો પૂરું થઈ જશે બધું હોં હા હા હા હા હા હા હા ના ના બરાબર છે ત્યાં બાર વાગે ને ત્યાં પૂરું થઈ જાય છે એટલે વાંધો નથી અને તમારી પાસની ને બધી વ્યવસ્થા કરવાની જવાબદારી મારી એ બધું મારું કરીશ ને સાથે સાથે તમારું પણ કરી લઇશ બરાબર હમ હમ હા ચોક્કસ ચાલો પૂછી ને મને કહેવડાવજો હોં હમ હમ સારું સારું હા સારું ભલે હોં આવજો હા હા હા